હેલો હા સાગર ટ્રાવેલ્સ હા ભઇ કૅબ કાર નોંધાવવા માગુ છું હું મોડાસા હાં જી મોડાસાથી બોલી રહ્યો છું અને કૅબ કાર મારે જોઈએ છે દિલ્હી જવાનું છે બે દિવસનો પ્રોગ્રામ છે મોડાસાથી અહીંથી ઉદયપુર હોલ્ટ થવાનું છે બે ત્રણ કલાક ઉદયપુરથી પછી જયપુર હોલ્ટ થવાનું છે જયપુરથી દિલ્હી દિલ્હી બે દિવસ હોલ્ટ રહેવાનું છે મારે અને દિલ્હીથી પછી રિટર્નમાં આમ આગ્રા થઈ આગ્રાથી એમ પી એમપી ઈન્દોર છે ભોપાલ છે ત્યાં પણ મારે બે બે ત્રણ ત્રણ કલાકનો હોલ્ટ છે પછી ભોપાલથી એમપીથી દાહોદ ગુજરાતની બોર્ડર દાહોદ બોર્ડર પર મારે બે કલાકનું કામ છે એટલે દાહોદથી પછી ત્યાંથી મારે છોટા ઉદેપુર જવાનું છોટા ઉદેપુરથી બોડલી થઈ બોડેલીથી પછી ગોધરા મારે બે કલાકનો હોલ્ટ છે ગોધરાથી પછી લુણાવાડા થઈ અને મોડાસા આવવાનું છે તો આ કિલોમીટર કેટલા થાય અને એનું તમે શું રેટ કિલોમીટર પર કિલોમીટરનું શું રેટ રાખ્યું છે તમે આટલા તો મોંઘા પડે ભઈ તમને આટલી લાંબી ટ્રાવેલિંંગની હું જો આપતો હોઉં તો પછી તમારે રેટ તો થોડો વ્યવસ્થિત સમજવું જોઈએ આજે કમ સે કમ હું માનું છું કે બે હજાર કિલોમીટરની જર્ની છે બે હજાર કિલોમીટરની જર્ની એટલે તમે મિનિમમ બી રેટ લગાવો તો પછી મારે કોઈ બીજા કૅબવાળાને ના શોધવું પડે નહિંતર અહીં મોડાસામાં કોઈ કાર કૅબવાળાની કોઈ કમી નથી ભાઈ પણ શું છે કે તમારા ત્યાંની જે કાર કેબ છે એ કમ્ફર્ટેબલ છે ભાઈ આ તમારી સાગર ટ્રાવેલ્સની જે કાર કેબ છે એ જરા કમ્ફર્ટેબલ છે એટલે મને કે ભાઈ તમારી સાથે હું કારથી ટ્રાવેલિંગ કરું તમારી કારથી અને તમારા ડ્રાઈવર બી સારા છે કમ્ફર્ટેબલ છે કોઈ આડી અવળી ગાડીઓ ચલાવતા નથી એ બી અમને તમારા ટ્રાવેલ્સ માટે બહુ માન છે કે તમારા ડ્રાઈવર બી તમે સારા ચુનંદા રાખ્યા છે કોઈ વ્યસન કોઈ નશો નહીં એટલે પેસેંજરની બી સલામતી ખાસ જોવાની હોય છે અને એટલા માટે હું તમારી સાગર ટ્રાવેલ્સ પર મારી પહેલી પસંદગી છે ભઈ તમારી જે કાર કેબ વ્યવસ્થિત મળી જતી હોય તો મારે પછી બીજી કોઈ બાજું ટ્રાય ના કરવું પડે હા તો છેલ્લે તમે બોલો મને તમે કેટલાં પર કિલોમીટર શું લગાવશો પાંચ રૂપયે રાખો હું કોઈ ઓછા નથી કીધા મેં સાત અને આઠની વાત છોડો પાંચ રૂપયે પર કિલોમીટર રાખો એટલે પાંચ દુની દસ હજાર રૂપિયા થયા બે હજાર કિલોમીટર એટલે દસ હજાર રૂપિયાનું તમારે ધંધો થઈ જશે અત્યારે તો મંદીમાં તો કોણ જાય છે કાર કેબ લઈને અત્યારે તો લોકો ટ્રેનમાં જતાં રહે પણ મારે બધે હોલ્ટ થતાં થતાં જવાનું છે ને હોલ્ટ થતાં થતાં આવવાનું છે મારે બધે મારા તો ઇન્વેસ્ટિગેશનના કામ હોય છે એટલે મારે બધી બાજુ જવાનું થાય છે તમને નેક્સ્ટ ટાઇમ બી ચાન્સ આપીશું તો ડન કરું હા તો ઓકે થેંક યુ